સ્વસ્થ જીવન માટે મહત્ત્વપૂર્ણ સિદ્ધાંત મારા જીવનમાં છે પૂરતી ઊંઘ પૌષ્ટિક આહાર અને સ્વચ્છ વાતાવરણ અને થોડીક ઘણી બધી માનસિક શાંતિ હોવી જોઈએ સ્વસ્થ પૂરતી ઊંઘ માટે હું સવારે પાંચ વાગે ઉઠી જાઉં છું અને રાત્રે દસ વાગે સૂઈ જાઉં છું એના માટે સારો ખોરાક પણ જરૂરી છે સવારે પાંચ વાગે ઊઠીને હું અડધો કલાક યોગાસન કરું છું જેમાં યોગાસન અને પ્રાણાયામ બંનેનો સમાવેશ કરું છું અનુલોમ વિલોમ ભસ્રિકા કપાલભાતી એ રીતે અલગ અલગ પ્રાણાયામ કરું છું અને યોગાસન કરું છું સૂર્યનમસ્કાર છે હલાસન છે એ રીતે આ ચાર પાંચ કોઈપણ આસન કરું છું અને ત્યાર પછી હું મારા બાળકોને અને મારા પતિને સારો નાસ્તો આપું છું સાથે બને બને ત્યાં સુધી ડેરી પ્રોડક્ટને અવોઈડ કરવાનો પ્રયત્ન કરું છું અને તળેલું તેમજ મસાલાવાળું બને ત્યાં સુધી ઓછું આપું છું એમને સારો નાસ્તો મળી રહે એના માટે હું સવારે વહેલા ઊઠીને આગલા દિવસની તૈયારી કરી રાખું જેથી સવારે મને બહુ ઉતાવળ ન કરવી પડે અને ઉતાવળમાં મારાથી કંઈક ગડબડ ન થાય એના માટે પ્રયત્ન પ્રયત્ન કરું છું કારણ કે હું પણ જોબ કરું છું એટલે અને મારા છોકરાંઓ મારા પતિ એ પણ જોબ કરે છે અને બને ત્યાં સુધી એમનો ટાઈમ બચાવા માટે સવારે હેલ્ધી નાસ્તો આપું છું ત્યાર પછી ટિફિન ટિફિનની તૈયારી કરું છું અને ટિફિનમાં પણ બને ત્યાં સુધી પેલા શાકભાજી સલાડ ફ્રૂટ્સ એવું કંઈક રોજનું અલગ અલગ આપું છું જેથી કરીને પૌષ્ટિક આહાર મળી રહે અને સાંજે પણ બને ત્યાં સુધી હળવું ભોજન ખાવાનું પ્રયત્ન કરીએ છીએ અને સાંજે સાત સાડા સાત પેલા જમી લેવાનું પ્રયત્ન હંમેશા કારણ કે દસ વાગે અમે સૂઈ જઈએ છીએ અને બને ત્યાં સુધી હું પણ અને અમારા પરિવારને પણ મોબાઈલ ઈન્ટરનેટ કે ટીવી બને ત્યાં સુધી લિમિટમાં યુઝ કરવાનો સલાહ આપું છું કારણ કે એ ટાઈમ બહુ બગાડે છે અને આપણે માનસિક રીતે એનો આરામ પણ નથી મળતો સોશિયલ મીડિયામાં વધારે એક્ટિવ રહેવાથી આપણો ટાઈમ ઘણો જ બગડે છે એટલે અને એની અસર બ્રેઈન પર પણ થાય છે એટલે હું પણ મારા ફેમિલીને કહું કહું છું કે બને ત્યાં સુધી મોબાઈલનો યુઝ ઓછો કરો અને પૂરતી ઊંઘ અને પૂરતો આરામ આપણને મળી રહે એવા પ્રયત્ન કરું છું હું સ્મોલ સિટીમાં રહું છું એટલે અહીંનું વાતાવરણ ખૂબ જ શુદ્ધ છે બને ત્યાં સુધી અને સિટીમાં એકમો પણ નથી કે જેથી પોલ્યુશનનો ડર રહે એટલે નજીકમાં સારો સુંદર દરિયા કિનારો છે એટલે વાતાવરણ પણ શુદ્ધ રહે છે હવા પણ અમને શુદ્ધ મળી રહે છે નજીકમાં ગાર્ડન પણ છે લીલોતરી પણ ખૂબ સરસ છે એના લીધે અમને હેલ્થ પર સારું એવું અસર રહે છે માનસિક શાંતિ માટે હું ઘણી વાર સત્સંગ પ્રવચન સારા સુવિચારોનું પઠન કરું છું અને ઘણી વાર જ્યાં યોગા સેન્ટર હોય કે જ્યાં માનસિક શાંતિ માટે અમને જે કંઈક સાંભળવાનું મળે એવી જગ્યાએ હું જાઉં છું અને ત્યાં એ લોકોને સાંભળું છું અને એ મારા જીવનમાં હું ઉતારવાનો પ્રયત્ન કરું છું જેથી મારી માનસિક શાંતિ પણ મને ખૂબ મળી રહે છે જો કે આજના ફાસ્ટ ફાસ્ટ જમાનામાં ટાઈમ કાઢવો આપણને બહુ મુશ્કેલ કામ છે પણ કોઈપણ રીતે ટાઈમ કાઢીને હું મંદિરોમાં જાઉં છું જ્યાં પૂજાનું પૂજન અર્ચન કરું છું તેનાથી મને ખૂબ જ મારી માનસિક શાંતિ મળી રહે છે મારા ઈષ્ટદેવ છે શંકર ભગવાનને હું ખૂબ માનું છું અને એમનું પૂજાથી મને ખૂબ શાંતિ મળે છે બને ત્યાં સુધી રોજ તો મંદિર નથી જઈ શકતી પણ રજાના દિવસે મંદિરે જઈ ત્યાં શાંતિથી ધ્યાન કરું છું બેસું છું આ રીતે મને ખૂબ જ મારા હેલ્થને સપોર્ટ મળી રહે છે